મારા વિચાર પ્રમાણે એક વિદ્યાર્થીનાં જીવનમાં એના માનસિક વિકાસ સાથે એનું શારીરિક વિકાસ બી બહુ જ મહત્ત્વનો હોય છે એટલે અ રમત ગમત એમનાં જીવનમાં બહુ જ મહત્ત્વની છે એ એમને રમત ગમત એકાગ્રતા રાખવામાં મદદ કરે છે જેમકે ખેલ કુદમાં હાર જીત થાય એ રીતે એના દ્વારા વિદ્યાર્થી એ શીખે કે જીવનમાં બી ઉતાર ચડાવ આવે અને એ એમને લીડરશીપ ક્વોલિટીઝ પણ ડેવલપ કરવામાં હેલ્પ કરે છે